આજે મને યોગા ક્લાસ જોઇન કરે એક મહિનો પૂરો થયો બહુ મજા આવી શરૂઆતનાં એક અઠવાડિયામાં તો શરીર એવું દુખ્યું પગ દુઃખે હાથ દુઃખે એમ જ થાય કે કાલે હું નહીં જાઉં પણ પછી યોગ કરવાનો જે રસ હતો ને એ મારે ધીમે ધીમે જગતો ગયો અને મને એમ થયું કે હું રોજે જાઉં અને રોજ જ નવા આસનો શીખું ભસ્રિકા નાડીશોધન નાડીભેદન ભુજંગ આસન ટ્રી પૉઝ સૂર્ય નમસ્કાર એ બધાં જ એટલા બધાં સરસ આસનો છે કે જેનાથી જેને કર્યાં પછી શરીર એકદમ એકદમ હલકું પડી જાય છે અને એ કરવાની પણ બહુ મજા આવે છે સાચું કહું તો યોગા કર્યા પછી મન પણ શાંત રહે છે એકદમ કામ પણ આજે મને નવા યોગા વિશે જાણવા મળ્યું હોટ યોગા એરીયલ યોગા જાણ્યું નથ સાંભળ્યું નથી પણ આજે ક્યાંકથી મને સાંભળવા મળ્યું એટલે હવે મને એમ પણ થયું કે આ યોગા કયા છે એના વિશે જરૂરથી હું જાણીશ અને એનામાં રસ લઇ અને આ યોગા પણ શીખીશ એટલે હવેથી યોગા હોટ યોગા અને એરિયલ યોગા વિશે જાણવાનું છે